પૂજા દરમિયાન ઘણી સાંસ્કૃતિક પ્રથાઓ અનુસરવામાં આવે છે એમાંની કોઈ એક સાંસ્કૃતિક પ્રથાની વાત કરીએ તો તેના માટે ગણેશ પૂજા સૌથી ઉત્તમ ઉદાહરણ રહે કારણકે ગણેશ પૂજાને લગતી વાતો પણ છે કે ગણેશ પૂજાની અંદર હંમેશા ગણપતિ દેવને પ્રથમ સ્થાન આપવામાં આવે છે કોઈપણ પૂજાઓની અંદર એની પાછળની એક દંત કથા અથવા તો ઐતિહાસિક અથવા તો ધાર્મિક કથા કહી શકીએ જેના કારણે ગણપતિજીને પ્રથમ સ્થાન મળેલું છે પૂજામાં ગણેશ પૂજાની અંદર સૌપ્રથમ ગણપતિજીનું ધ્યાન ધરવામાં આવે છે એ પછી ગણપતિજીનું પૂજન કરવા માટે ષોડશોપચાર અથવા પંચોપચાર તો પૂજન કરવાનો હોય છે પંચોપચાર પૂજાની અંદર પાંચ દ્રવ્યોથી એમનું પૂજન કરવામાં આવે છે જયારે ષોડશોપચાર પૂજનની અંદર પણ અલગ અલગ દ્રવ્યોથી તેમનું પૂજન કરવામાં આવે છે આ સોળ દ્રવ્યો અથવા પાંચ દ્રવ્યો અર્પણ કરી અને એમના બદલામાં

માંગણી કરવામાં આવે છે જે આશીર્વાદ રૂપ હોય છે આ સોળ દ્રવ્યો અથવા તો પાંચ દ્રવ્યો અર્પણ કરતી વખતે મંત્રો બોલવામાં આવે છે તેમજ તેની સાથે જોડાયેલી પૂજાવિધિ પવિત્રતાને જાળવવામાં આવે છે આ પૂજાવિધિનું મુખ્ય ભાગ કહી શકાય તેઓ પાંચ દ્રવ્યો છે સૌપ્રથમ ભગવાનનું સ્નાન સ્નાનની અંદર સૌપ્રથમ શુદ્ધ જળ હોય છે તેનાથી ચાર ચમચી ચડાવી ભગવાનનું પૂજન કરવામાં આવે એ રીતે પૂજન કર્યા બાદ ભગવાનની ઉપર દૂધ દહીં ઘી મધ સાકર આ પાંચ દ્રવ્યોનું મિશ્રણ કરી અથવા તો પાંચેય દ્રવ્યો અલગ અલગ પાત્રોમાં લઈ તેનાથી ભગવાનને સ્નાન મૂર્તિને સ્નાન કરાવવામાં આવે અને ત્યારબાદ બે વાર ફરી જળ ચડાવી ભગવાનને સ્નાન કરાવવામાં આવે આ બે રીતે કરી શકાય પ્રથમ તો પાંચ અલગ અલગ દ્રવ્યો એક એક વાર ચડાવી અને બબ્બે વાર જળ ચડાવી પૂજન થાય અથવા તો પાંચેય દ્રવ્યોનું મિશ્રણ એક જ પાત્રમાં બનાવી પાંચ ચમચી ચડાવવામાં આવે ભગવાનની મૂર્તિ પર અને ત્યારબાદ તેને બે બે વાર જળની ચમચી ચડાવીને પૂજન કરવામાં આવે ત્યારબાદ અત્તર ચંદન ગંધર્વ પુષ્પ વગેરેના સ્નાન કરાવવામાં આવે અને ત્યારબાદ મંત્રથી અભિષેક કરી તેમનું પૂજન કરવામાં આવે

આ પૂજા છે એ પ્રથાથી પૂજન કરી ગણપતિજીને તેમના સ્થાન પર બેસાડવામાં આવે પહેલા પ્રસાદ ધરવામાં આવે નૈવૈદ્ય ધરવામાં આવે અબીલ ગુલાલ કંકુ સિંદૂર વગેરે સૌભાગ્ય દ્રવ્યો ચડાવવામાં પુષ્પ ચડાવવામાં આવે વગેરે સાધનોથી તેમનું પૂજન કરાવવામાં આવે આમ કુલ મળી આવા સોળ દ્રવ્યો ચડાવી તેમનું પૂજન કરવામાં આવે તેમને પ્રસાદ અર્પણ કરવામાં આવે તેના બદલામાં તેમની પાસેથી આશિષ અથવા આશીર્વાદ માગવામાં આવે આ પ્રકારે કોઈપણ પૂજા છે અને સાંસ્કૃતિક પ્રથા બન્ને જોડાયેલા છે કારણકે પ્રીદંતીનો પણ ભાગ છે અને ધાર્મિક કથાઓનો પણ ભાગ છે